ભારતમાં અધિકૃત ભાષા હિન્દી છે હિન્દી ભારતની માતૃભાષા સ્તરે છે ભારતમાં એકસો એકવીસ જેટલી ભાષાઓ અને બસો સિત્તેર બોલીઓ બોલે છે અને ભારતમાં મહત્ત્વ બાવીસ જેટલી ભાષાઓ છે ભારતમાં અસામી બંગાલી ગુડુ ડુંગરી ગુજરાતી હિન્દી કન્નડ કાશ્મીરી કોંકણી મરાઠી મલયાલયી મણિપુરી નેપાળી પંજાબી સંસ્કૃત સિંધી તમિલ તેલુગુ અને ઉર્દૂ અને ઇંગ્લિશ એ પણ એ બધી ભાષાઓ ભારતમાં બોલાય છે ભારતમાં અ ભાષાકીય વિવિધતા અંગે ભારત એ આ બધી બોલીઓ પોતાના જે રાજ્ય અને દેશ રાજ્ય એ પોતાનું સ્તર ભારતમાં પોતાની બોલીઓને રીતે લોકો તેના બોલીથી તેના